હાજી બોલો બોલો કોણ બોલો છો ભાઈ હાજી સાહેબ બોલો ને આપ કોણ બોલો બોલો બોલો સિદ્ધાર્થભાઈ શું તમારી મદદ કરીશ બરાબર ઓકે બરાબર જી જી શું હતું પ્રોબ્લમ બોલો ને સો ટકા સો ટકા સિદ્ધાર્થભાઈ હું તમારું એક તો તમારી જે કંઈ આ પ્રોબ્લેમ થઇ છે એના માટે હું માફી માગું છું સિદ્ધાર્થ ભાઈ પ્લીઝ એક તમારો મને ગાડી નંબર આપી હક આપી શકશો જેના લીધે હું અમારી રજિ હું અમારે રાજીસ્ટ્રેશનમાં જોઈ શકું કે કઈ તારીખે તમારી ગાડી આવી હતી કયા સમયે અને કયા કારીગર દ્વારા તે વૉશ કરવામાં આવી હતી જી બોલો ઓકે

ઓકે બરાબર સિદ્ધાર્થભાઈ છે ને તમારી ત્રણ દિવસ પહેલાં ચોવીસ તારીખના બપોરે ત્રણ વાગે તમારી ગાડી અમારા સર્વિસ સ્ટેશનને ત્યાં વોશ માટે આવેલી હતી અને રાકેશભાઈ દ્વારા તમારી ગાડી વૉશ કરવામાં આવી હતી હવે તમારે શું જ પ્રોબ્લમ થયો શું પ્રોબલેમ છે એના માટે થોડીક માહિતી આપશો મને જી હા હા હા સિદ્ધાર્થભાઈ સિદ્ધાર્થ ભાઈ હું તમને જાણકારી ખાતે કહી દઉં કે જે કઇ પણ તમારે પ્રોબ્લમ થઇ છે એના માટે હું માફી માગું છું અને સિદ્ધાર્થભાઈ આપણું જે સિદ્ધાર્થ શ્રીનાથ સર્વિસ સ્ટેશન છે એ સર્વિસ સ્ટેશનમાં ઓટોમેટિક આખું મશિન છે એ મશિનમાં ઓટોમેટિક તમારી આખી કાર વોશિંગ થઇ જાય જયારે તમારી કાર અંદર એન્ટ્રી થશે ત્યારે ઇનસાઇડ આઉટર જે છે એ ઓટોમેટિક એને બ્રશોથી એના એર વોશથી ઓટોમેટિક બહારની જે કંઇ છે કાચ છે તમારે બહારની જે કંઇ પાછળની ડેકી છે ઓલરેડી બહારનો ઇન્ડો આઉટડોર આઉટ આઉટમાં રહ્યું ને એ બધું ઓટોમેટિક ઓટોમેટીકલી વૉશ થઇ જશે એમાં તમારે કોઇ પણ જાતનો મારા ખ્યાલથી કોઈ પ્રોબ્લમ નહીં રહ્યો હોય અંદર શું શું પ્રોબ્લમ છે એની મને થોડીક જાણ આપો તો હું મારા રીમાર્ક્સમાં નોટમાં નોટડાઉન કરી લઉં તેથી તમારી પ્રોબ્લમ આપણે સોલ્વ કરી શકીએ

જીજી જીજી ચોક્કસ ચોક્કસ સિદ્ધાર્થભાઈ ચોક્કસ ભાઇ સિદ્ધાર્થભાઇ હું તમને સો ટકા ગેરંટી આપું છુ કે હવે પછી મેં તમારી આ જે જે પ્રોબ્લમ છે એ મેં નોટડાઉન કરી લીધી છે હવે જયારે તમારી અનૂકુળતાએ ગાડી એકવાર પાછી મોકલજો અમે નિઃશુલ્ક રીતે કોઇ પણ જાતનો ચાર્જ લીધા વિના તમારી આ જે તે પ્રોબ્લમ થયા છે એ બધાય આપણે સોલ્વ કરી દઇશું સો ટકા સો ટકા સો ટકા સાહેબ